અમદાવાદ જીલ્લામાં નળ સરોવર તરીકે ઓળખાતું એક અભયારણ્ય છે જેમાં અ છીછરા પાણીનું એક મોટું સરોવર છે જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે જેનું મુખ્ય આકર્ષણ ત્યાં શિયાળામાં આવતા ફ્લૅમિન્ગો પક્ષી છે જે ખૂબ મોટી સંખ્યામાં શિયાળાની ઠંડીમાં ત્યાં જોવા મળતાં હોય છે તેની સાથે સાથે ત્યાં બોટિંગ કરવાનું પણ ઘણી મજા આવતી હોય છે તો અ પ્રવાસીઓ દર શિયાળામાં અ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સરોવરની મુલાકાત લેતા હોય છે રસપ્રદ એટલા માટે છે કે ત્યાં જે ફ્લૅમિન્ગો આવતાં હોય છે એ ફ્લૅમિન્ગોને હોડીમાં બેસી આપણે ખૂબ નજીકથી એને નિહાળી શકતા હોય છે ચારો ચરતાં ઉડતાં એનું કલરવ કરતાં એને વિહરતાં અને તળાવ એકદમ છીછરું હોવાથી હોડી મારફતે એને નાવિક આપણને આખા સરોવરમાં ફરાવતો હોય છે અને એમાં ટુરિસ્ટો ખૂબ દૂર દૂરથી આવતા હોય છે બિલ્લા બીજા જિલ્લા કે બીજા રાજ્યમાંથી સરોવરને જોવા ત્યાં આવતા હોય છે અને આ સ નજારો ખાસ શિયાળામાં જોવા મળતો હોય છે બાકીના દિવસોમાં આ ફ્લૅમિન્ગો પક્ષી ત્યાં હોતાં નથી એટલે ત્યાં પ્રવાસીઓને ઘસરો ત્યાં હોતો નથી અને નજીવા ખર્ચે અથવા તો અમદાવાદ જિલ્લાના તો લગભગ લોકો દર શિયાળામાં અમદા નળ સરોવરની મુલાકાત લેતા હોય છે નળસરોવર એ ખૂબ મોટું સરોવર છે અને અમદાવાદ જિલ્લાનું એક પ્રખ્યાત સરોવર છે જેની મુલાકાત ગુજરાતના લગભગ લોકોએ લેવી જોઈએ કારણ કે ખૂબ જ નયનરમ્ય નજારો ત્યાં હોય છે ફ્લૅમિન્ગો પક્ષી જોવાનો ફ્લૅમિન્ગોની સાથે સાથે બીજા ઘણા બધા બર્ડ હોય છે જેને આપણે જોવાનો લ્હાવો ત્યાં જે મુલાકાતી હોય છે તે લઇ શકતા હોય છે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ સુંદર છે